ભારતમાં ઘણા પ્રકારની વાહન વ્યવસ્થા જોવા મળે છે જેમાંથી વાહન વ્યવહાર રેલવે પાઇપલાઇન જેવી અનેક પ્રકારની વાહન વ્યવહાર યોજના જોવા મળે છે જેમાંથી મુખ્યત્વે ભારતમાં વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે વાહન વ્યવહારના પાંચ પ્રકારો છે રાષ્ટ્રીય ધોરી માર્ગ રાજ્ય ધોરી માર્ગ મુખ્ય જિલ્લા માર્ગ અન્ય રાજ્ય માર્ગ ગ્રામ પંચાયત માર્ગ જેમાંથી રાષ્ટ્રીય માર્ગમાં એવું હોય છે કે તેના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે એમાંથી કેન્દ્ર સરકારે ઓગણીસો અઠ્યાસીમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી ભારતમાં સૌથી મોટું રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં આવેલું છે ભારતમાં સૌથી લાંબો નેશનલ હાઈવે એન એચ ચુંમાલીસ છે જે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડે છે કોચી શહેરના કુંડનૂરને ટાપુના કોચી બંદરને જોડતો છ કિલોમીટર લંબાઈ ધરાવતો એન એચ સુડતાલીસ એ દેશનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે છે અને ત્યાર બાદ આપણે વાત કરીએ રાજ્ય ધોરી માર્ગની તો તેમાં સૌથી વધુ પ્રમાણમાં નેટવર્ક ધરાવે છે તો એવા રાજ્યો છે કે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાત છે ત્યાર બાદ આપણે વાત કરીએ એક્સપ્રેસવે જેની રચના હાલ જ કરવામાં આવેલી છે તો તેમાં દેશનો સૌપ્રથમ એક્સપ્રેસવે મહાત્મા ગાંધી એક્સપ્રેસવે છે અમદાવાદ અને વડોદરાને જોડતો આ એક્સપ્રેસવે ગુજરાતનો એકમાત્ર એક્સપ્રેસવે છે ત્યાર બાદ બીજો આવે છે જે મહત્ત્વનો એ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તેની લંબાઈ તેરસોને છ્યાસી કિલોમીટર છે આ એક્સપ્રેસવે આઠ મેન લેન ધરાવતો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસવે છે જ્યાં પ્રાણીઓની અવર જવર માટે અંડરપાસ ઉપલબ્ધ છે ત્યાર બાદ આપણે વાત કરીએ તો યોજનાની ભારતમાં ઘણી એવી યોજના છે જેનાથી આપણો વાહન વ્યવહાર સરળતાથી બની ગયેલો છે તો દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઓગણીસો અઠ્ઠાવનમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ કરી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તેની અંતર્ગત લગભગ પંદર હજાર જેટલી લંબાઈના એક લેનવાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ચાર થી છ લેનના માર્ગોમાં રૂપાંતરણ કરવાની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમાં ઘણી યોજનાઓ છે જેમાંથી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ઉત્તર દક્ષિણ તથા પૂર્વ પશ્ચિમ કોરિડોર યોજના ભારતના મુખ્ય તેર બંદરોને જોડવાની યોજના ત્યાર બાદ પ્રધાનમંત્રી ગામ સડક યોજના જે સંપૂર્ણપણે કેન્દ્રીય યોજના છે જેની રચના પચીસ ડિસેમ્બર બે હજારના રોજ કરવામાં આવી હતી ત્યાર બાદ આપણે વાત કરીએ તો એવી ઘણી યોજનાઓ છે જેમાંથી મહત્ત્વ મહત્ત્વની તમને કહું તો સેતુ ભારત કાર્યક્રમ રાષ્ટ્રીય રાજમાર્ગ જિલ્લા સંયોજકતા પરિયોજના ચારધામ મહામાર્ગ પરિયોજના આ ખૂબ જ મહત્ત્વની યોજના છે કારણ કે બે હજાર સોળમાં ઉત્તરાખંડનું મુખ્ય મથક દહેરાદુનમાં ચારધામ પરિયોજનાનો વિકાસ કરવામાં આવ્યો હતો આ ચારધામમાં બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રીનો સમાવેશ થાય છે અને આની લંબાઈ નવસો કિલોમીટર છે ત્યાર બાદ અન્ય મહત્ત્વની યોજના છે જે ભારતમાલા પરિયોજના જે કેન્દ્રીય સડક પરિવહન અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતથી મિઝોરમ સુધીના પંદર રાજ્યોને સડક માર્ગથી જોડવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે તેનો હેતુ દેશના સાડા પાંચસો જિલ્લાને રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડવાનો છે ત્યાર બાદ આપણે ટેક્સની વાત કરીએ ટોલ ટેક્સની તો તેમાં આવે સે ઇલેક્ટ્રોનિક ફાસ્ટેગ અને આ સાથે આપણે આ પૂરું કરીએ છીએ ત્યાર બાદ જે બીજો વ્યવહાર આવે છે જે છે રેલવે રેલવેનો ઈતિહાસ તો ખૂબ જ પ્રાચીન છે રેલવેની સૌપ્રથમ શરૂઆત અઢારસો છત્રીસમાં થઈ હતી